રમત એક એક માત્ર એવું છે જેનાથી આપણે લોકોના જીવનમાં સકારાત્મક સકારાત્મક વિચારો લાવી શકીએ છીએ અને લોકોને આપણે એક સાથે ભેગા કરી શકીએ છીએ રમત રમવાના કારણે આપણા જીવનમાં આપણા સમાજમાં કે પછી અન્ય જગ્યાએ આપણને સારો એવો દેખાવો જોવા મળે છે એક રમત એક માત્ર એવી છે કે જેઓ રમત રમતા હોય ત્યારે દરેક રમ રમત રમતા ખેલાડીઓ રમ રમતા ખેલાડીઓના અંદર ખેલ દીલીઓની ભાવના હોય છે એટલા માતે તેઓ ખેલાડીઓનો મનમાં એક જ વિચાર ચાલતો હોય છે કે એ લોકો જ્યારે પણ રમત રમતા હોય ત્યારે એ લોકોના મનમાં એક જ વિચાર એવો ચાલતો હોય કે જે અમારે આ રમતને કોઈ પણ રીતે જીતવું છે એટલા માટે આ રમત એ લોકોના જીવનમાં એક પોઝિટીવ થીન્કિંગ પોઝિટીવ વિચાર લાવે છે રમત રમત રમત દરમિયાન આપણે લોકોને જાગૃત કરી શકીએ છે લોકોના લોકોના હૃદયમાં આપણે રમત પ્રત્યેની ભાવના ઉત્પન્ન કરી શકીએ છીએ અને જ્યારે આપણે જો રમતને આપણે સમાજ સે સમાજ દ્વારા આપણે જો કોઈ રમતને મૂકવામાં આવે સમાજ દ્વારા મૂકવામાં આવે સમા આ ઘડી ત્યારે આપણા સમાજના લોકો તે રમતમાં ભાગ લેતા હોય છે એ રમત એક એવું પ્લેટફોર્મ છે જ્યાં આપણે લોકોને આમંત્રણ કરવા પડતું નથી તેઓ પોતાના પોતાના મરજીથી અંદર જોડાવા માંગતા હોય છે એટલા માટે આપણે લોકોના અંદર આપણે સારા અનુભવોનો સારા અનુભવો અને સારા ગુણવત્તાનો આપણે વિકાસ કરી શકીએ છીએ રમત દ્વારા આપણે તેઓના મનમાં જે કોઈ પણ આપણે એકબીજા પ્રત્યે જે કોઈ પણ

કોઈ પણ રીતે બોલા બોલી કે થઈ હોય તે તે પણ આપણે રમત દ્વારા આપણે દૂર કરી શકીએ છી કારણ કે રમત એ એવું એ વિશે જે આપણે જેના રમતથી આપણા અંદર એક સકારાત્મક સકારાત્મક સકારાત્મકતા ઉત્પન્ન થાય છે એના અને આપણા આપણા સ મગજમાં અમ અલગ અલગ વિચારો ઉત્પન્ન થાય છે અને તેના કારણે આપણ ને વિચારવાની શક્તિ પણ સારી બને છે એટલા માટે એ રમત એ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે રમતના કારણે સકારાત્મક વિચારો પણ ઉત્પન્ન થાય છે રમત દ્વારા આપણે નકારાત્મક વિચારોને દૂર પણ કરી શકીએ છીએ એટલા માટે રમત રમવું એ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે લોકોના જીવનમાં જો આપણે રમતનો સમાવેશ કરીએ તો તેઓનો જીવન સારી રીતે ચાલી શકે અને તેઓ પોતાના જીવનમાં ખુશ રહી શકે અને તે રમતને સારી રીતે લાભ ઉઠાવી શકે એટલા માટે એ લોકોને જીવનમાં રમતનો ઉપયોગ રમતને અંદર લોકોને પોરવવા માટે એ લોકને તત્પર કરવા જોઈએ